આ મારો ટ્રેકીંગનો અનુભવ મનાલીનો છે કે જ્યારે મનાલીમાં અમે રોહતાંગ પાસ આખો ટ્રેક રાખ્યો હતો રોહતાંગ પાસ યૂથ હોસ્ટેલની સાથે સુંદર એક ટ્રેકીંગનો પ્રોગ્રામ પહેલાથી પ્લાન હતો સુંદર ટ્રેક મનાલી બેસ કેમ્પમાં ગયા ત્યાંથી રોહતાંગ પાસ અને આગળ ચંબા પાસ એ પણ જવાનું હતું તો યૂથ હૉસ્ટેલનાં અમારા ગ્રુપ જોડે બે સ્પેસલ ગાઈડ પણ આવ્યા હતા અમે ટ્રેકિંગ સ્ટાર્ટ કર્યું અને પેહલાં દિવસનું સાત કિલોમીટરનો ટ્રેક હતો બેઝ કેમ્પથી તો બેઝ કેમ્પથી સ્ટાર્ટિંગ તો ખૂબ સારું રહ્યું પરંતુ લગભગ અઢી ત્રણ કિલોમીટર પછી અમારું સાઠ જણનું ગ્રુપ હતું તે ધીમે ધીમે આગળ પાછળ થવા લાગ્યું કે જેથી અમૂક લોકો થાકી ગયા હતા એ લોકો પાછળ થયા હતા અને અમુક જે રેગ્યુલર ચાલવાવાળા હતા તે લોકો ઘણાં આગળ ગયા તો એ રીતે લગભગ ચાર કિલોમીટર પછી અમારે જે ગ્રુપ હતું એમાંથી આઠ થી દસ જણ એ ગ્રૂપથી છૂટા પડી ગયા તેમાં હું પણ એક હતો અને એ આગળના ગ્રુપને શોધવું ખૂબ મુશ્કેલ થયું આગળના ગ્રુપ એક ત્યાં ગામ આવ્યું હતું એક ગામમાં એ લોકો અમારી રાહ જોઈને બેઠા હતા પરંતુ ત્યાં સુધીનો રસ્તો અમને મળવો ખૂબ મુશ્કેલ લાગ્યો એમની સાથે ગાઈડ હતા તેથી આગલું ગ્રુપ ખૂબ સરળતાથી પહોંચી ગયું હતું અમારે પહોંચવા માટે જે વચ્ચેનો બે કિલોમીટરનો રસ્તો હતો એ સીધો આવવાની જગ્યાએ અમે ભૂલથી ઇન્ટરનલ ગામના રસ્તે આવવાના લીધે બીજા દોઢ કિલોમીટર વધી ગયાં જે પહોંચતા અમને જોઈતા સમય કરતાં લગભગ ત્રીસ પાંત્રીસ મિનિટ વધારે થઈ ગઈ જેથી જે પહોંચેલા હતા તેઓ પણ ખૂબ ચિંતિત થયા હતા ત્યારબાદ એમના એક યૂથ હૉસ્ટેલના ગાઈડ આવીને રિટન અમને લેવા આવ્યા અને રસ્તામાં એક ઇન્ડિકેશન હતું એ ગામનું ત્યાંથી એમને અમને સંપર્ક કરી લીધો હતો આ ઘણા સમય પહેલાંની વાત હોવાથી ત્યારે મોબાઈલ પણ ઉપલબ્ધ નહીં હતા અને કોમ્યુનિકેશન સંપર્ક કરવો ખૂબ મુશ્કેલ હતો પરંતુ એ યૂથ હૉસ્ટેલના ગાઈડ એમણે ખૂબ સારી રીતે અમને શોધી લીધા અને ત્યાં સુધી પાછા પણ અમને લઈ ગયા અને એ રીતે અમે પહેલાં દિવસનો ખૂબ સારી રીતે ટ્રેક પૂરો કર્યો હતો અને બાકીના દિવસોમાં આ જ વસ્તુનું અમે લેસન લીધું કે ભાઈ હવે જ્યારે આગળના ત્રણ દિવસ બાકી છે ત્યારે તમામ જે આવનાર અમારી જોડે હતા બધા સાથે રહેશે અને જે ધીમે ચાલનારા હતા તે લોકો આગળ રહીને તે લોકો બેસ બેસ કેમ્પથી જ વહેલાં નીકળી જાય આગલા દિવસ માટે એ રીતનું આયોજન કર્યું કે જેથી એ લોકોને રસ્તે પણ આગળ કશે રોકાવવું ના પડે એ રીતે ખૂબ જરૂરી છે જ્યારે પણ ટ્રેકિંગમાં બધા સાથે નીકળે ત્યારે કોણ કેટલી સ્પીડથી ચાલી શકે એ ધ્યાનમાં રાખીને જ ટ્રેકના સ્ટાર્ટિંગ અને વચ્ચેનો બ્રેક હોય તે પણ નક્કી કરવો જોઈએ